અરે પાર્થભઇ તમે કેટલી વારમાં આવો છો અરે મેં જે લોકેશન નાખ્યું છે ત્યાંજ હું ઊભી છું પ્રાઇમ શોપર પર મારે જવાનું છે જલ્દી ઉતાવળ છે અ મારુ પણ એવું છે હું નવી છું અહીં પ્રાઇમ શોપર તમે અહીં કોઈ ને પણ વી આઇ પી રોડ પર કહેશોને મોટું કોમ્પલેક્ષ છે હું મેન રોડ પર જ ઊભી છું તમે એ રીતના કોઈને પૂછોને તો આપણે જલ્દી મળી સકીશું સામે શોપર્સ એ છે મોટું કોમ્પલેક્ષ તમે અત્યારે ક્યાં ઊભા છો હા ઠીક છે તો પછી એવું કરો હું વેસુ ચોકડી અહીયાંથી નજીક જ છે હું ત્યાં આવી જાઉ કારણ કે મારે ઉતાવળ છે વેસુ ચોકડીથી છેને સીધા તમે આવશોને અટલે હું ત્યાં આવી જાઉ છું તમે વેસુ ચોકડીથી સીધા પહેલા ચાર રસ્તા આવે ને ત્યાં આવી જાઓ હું ત્યાં આવી જાઉ છું હા ના ના વાંધો નહીં મારે પણ ઉતાવળ જ છે પાર્થભાઈ તમે છેને વેસુ ચોકડીથી સીધા પહેલા ચાર રસ્તા પર આવી જાવ એટલે આપણે ત્યાં જલ્દી લોકેશન પર પહોંચી જઈએ

હા હા હું રસ્તા પર જ મેન ઊભી છું મારું પિન્ક ટી શર્ટ છે એટલે તમે ખબર પડી જશે ઓકે ઓકે